મહેસાણા જિલ્લામાં પાળવામાં આવતી કેટલીક સામાન્ય પ્રથાઓ અને રીતિ રિવાજો છે જેવા કે રિવાજોમાં દશેરામાં દિવસે ફાફડા જલેબી ખાવાં હોળીના તહેવારમાં હોલિકા દહન કરવું ઉત્તરાયણના તહેવારના દિવસે જમવામાં બધાએ ઉંધિયાનું શાક બનાવવું જેવા રિવાજો બધા લોકો પાળતા હોય છે સામાજિક રીતિ રિવાજોમાં જોવા જઇએ તો બધા લોકો પોતપોતાના સમાજમાં જે રીતિ રિવાજોમાં માનતા હોય છે તેવા રીતિ રિવાજો પાળતા હોય છે લોકો પોતપોતાના સમાજ અનુસાર પોતપોતાના ભગવાનોને માનતા હોય છે જેમકે કોઇ સમાજના લોકો ઉમિયા માતાને માનતા હોય છે કોઇ સમાજના લોકો મહાકાળી માતાને માનતા હોય છે આમ આ રિવાજો ઉપરથી લોકો કયા જિલ્લાના છે તેની પણ ઓળખ થઈ જતી હોય છે